મેં પ્રવાસની વાત કરું તો મેં ઘણા બધા પ્રવાસો કર્યા છે પરંતુ મેં સ્કૂલમાંથી જે પ્રવાસ કર્યો જે શૈક્ષણિક પ્રવાસ મારી ફ્રેન્ડો જોડે અમે રાજસ્થાન ગયા હતા ત્યાં અમને ખૂબ જ મજા આવી ત્યાં અમે ખૂબ જ મસ્તી કરી અને ત્યાંના લોકો પણ તેવા હતા ત્યાંનું કલ્ચર ત્યાંનાં કપડાં ત્યાંનો ખોરાક એ ખૂબ જ જોવાલાયક અને મનોરંજન હતું દૃશ્ય અમે જે રાજસ્થાન ગયા હતાં તો રાજસ્થાનોમાં ઊંટો જોવા મળે છે ત્યાંનાં કપડાં બાંધણીવાળી સાડી હોય છે હાથે વણેલાં હોય છે ગૂંથણવાળી ગૂંથણવાળાં હોય છે અને ત્યાંનાં લોકો તેવાં કપડાં પહેરીને ફરે છે તે ખૂબ જ જોવાલાયક અને ખૂબ જ મસ્ત હોય છે મેં વિચાર્યું કે મેં ઘણા પૈસા લઈ ગયેલી હોત તો મારા પરિવાર માટે મારી બહેન ભાઈ ફેમેલી માટે મેં ઘણું બધું ત્યાંથી ખરીદી લાવતે પરંતુ મેં ત્યાં બે હજાર રૂપિયા લઈ ગયેલી હતી અને સ્કૂલમાંથી લઈ ગયા હતા એટલે ટીચર લોકો વધારે લેવા દેતા ન હતા પરંતુ મેં જો ફેમેલી જોડે ગઈ જાતે તો મેં ઘણું બધું ત્યાંથી ખરીદી લાવતે કારણ કે મને ત્યાંનું ખૂબ જ કપડાં ગમે છે મને ત્યાંની બાંધણી સાડીઓ પણ ખૂબ જ ગમે છે ત્યાંનાં ટૉપ મને ગમે છે ત્યાંનું મને કચ્છી વર્ક પણ બહુ ગમે છે અને ત્યાંનું ખોરાક જોઈએ તો કચ્છી દાબેલી અને ત્યાંનાં મીઠાઈઓ પણ ખૂબ જ સારી હોય છે મેં પાછી પણ પ્રવાસ માટે વિચારું તો મને રાજસ્થાન જ યાદ આવે છે રાજસ્થાનની વાત જેટલી જેટલી વધારે કરું એટલી ઓછી